શું તમારી કોઈ મનગમતી પુસ્તક શ્રેણી છે જો હોય તો તે કઈ છે ને તમે તે શા માટે આટલી ગમે છે તમે આ પુસ્તકો કેટલી વાર વાંચ્યા સે હા મારી પુસ્તક શ્રેણી મનગમતી પુસ્તક શ્રેણી છે અને તે છે વિશ્વનું જ્ઞાન ભંડોળ અને એ એટલા માટે ગમે છે કે તેમાં દરેક પ્રકારની વિશ્વને લગતી માહિતી વિજ્ઞાનની માહિતી જનરલ નૉલેજની માહિતી અવનવા વિશ્વમાં થએલા સંશોધનો પરિવર્તનો અંગેની માહિતી આ પુસ્તકો દ્વારા પ્રાપ્ત થાય છે અને આ પુસ્તકો એક કે બે વખત વાંચ્યા છે